હું સવારે દોડવા જાઉં છું સવારનો ટાઈમે ઠંડક મળે દોડવાનો સારું પડે છે અને ટાઈમ મેનેજમેન્ટ થાય છે રોજ દોડવાથી શરીરમાં સ્ટેમિના બની રહે છે કે જેથી આપણું શરીર ફીટ રહી શકે અમુક એવા ઓલમ્પિક જોયા છે જેમાં આપણે દોડમાં ભાગ લઈ શકીએ છીએ અમુક ઘણાં રમતવીરો છે જે દોડમાં ભાગ લઈ શકે છે અને એનું શરીર સ્ટેમિના બની રહે છે તો રોજ દોડવું એ શરીર માટે ફાયદાકારક છે અને આવનારા સમયમાં ઓલમ્પિકમાં ભાગ લઈ શકાય છે કે જેથી આપણે દોડમાં ભાગ લઈ શકીએ જેના માટે દરરોજ દોડવું એ શરીર માટે ફાયદાકારક છે અને સ્ટેમિના બની રહે છે દોડ માટેનાં ઘણા ઓલમ્પિક રમાય છે જેમાં આપણે ભાગ લઈ શકીએ છીએ